હલો હા તમે ખેડૂત જ છો ને તમે શેરડીના પાકવાને ગોળ ઘરે જ બનાવો કે પછી બાર વેચી નાખો છો મારે તો મારે બી મારે તમે આ તો મારા તા વેચવાનું છે તો તમે મારો વેચી આપશો ગોળ હા હા તો મારે થોડો લેવાનો આપવાનો છે તો તમે મારો તમે વેચી દેજો આપડે મિલાવટ કઈ કરતા નથી ઘરે જ બનાવ્યો ઓર્ગેનિક એકદમ કસું નહીં હું તમને મારા માણસ આવીને આપી જશે